ચિત્રકામ ઉપચારાત્મકતા ફાયદાકારક હોઈ શકે એવું તમને લાગે છે હા મને થોડાક અંશે એવું લાગે છે કેમકે મારી એક સહેલી છે હું તો નહીં પણ મારી એક સહેલી છે એ ચિત્ર એ માટે દોરે છે કે તેનો માનસિક થાક ઉતરી જાય અને તે જે થાકી ગઈ હોય અથવા તો તેના માનસિક ત્રાસ લાગતો હોય ત્યારે તે ચિત્ર દોરે છે અને તેનો માનસિક ત્રાસ તેના દ્વારા ઉતરી જાય છે તેવું મેં તેના દ્વારા સાંભળેલું પણ મારો ચિત્ર દોરવા માટેનો તો મુખ્ય ઉદ્દેશ એ મજા જ છે પણ મેં એવું ઘણું સાંભળેલું છે કે ચિત્રતા ઉપચારાત્મકતા રીતે પણ ફાયદાકારક થતી હોય છે એક કલાકાર રૂપે હું ચિત્ર કરવાથી ગુણો શીખી એમાં જે શિસ્તતા શિસ્તતા શીખવાનો મુખ્ય કારણ એ છે કે ચિત્રમાં અમુકવાર તમને ભૂલ થઈ જાય અમુક વાર તે પૂર્ણ કરવામાં પણ સમય લાગતો હોય છે અને તેના લીધે તમારામાં શિસ્તતા આવી જ જાય છે કે કોઈ અવ્યવસ્થિત વસ્તુ છે તો એ તમે ચિત્રમાં તમારામાં હલાવી જ નહીં શકો તો એ તમને પોતાનાં જીવનમાં પણ પછી આવી જાય છે કે કોઈપણ વસ્તુ સરખી ન હોય તો તમે તે સહન નહીં કરી શકો આયોજન ક્ષમતા ચિત્રમાં એક પેજમાં તમે આયોજનતાથી અને તમારી ક્ષમતાથી તમારો ખૂબ જ મોટો મનનો ઢગલો કે તમારા મનમાં જે હાલતું હોય એ ખૂબ નાનાં પેજમાં તમને આયોજન બદ્ધ રીતે અને સમજાઈ જાય તે રીતે બધું જ સમાઈ જાય તે રીતે તેમાં ઉમેરવાનું હોય છે તો તેના લીધે હું સમજી શકું કે આયોજનતા પણ આપણાંમાં ઉપયોગી થાય છે જીવનમાં શું કેવી રીતે આયોજન કરવું કઈ વસ્તુ ક્યારે કેવી રીતે શરૂ કરવી પૂર્ણ કરવી ક્યાંથી કેમ કરવું તે આયોજનતા પર ચિત્રમાંથી મને શીખવા મળી છે કલ્પના શક્તિની તો શું વાત જ કરવી કલ્પના વગર તો ચિત્ર બની જ ન શકે અથવા તો અધૂરું રહે જો આપણામાં કલ્પના શક્તિ જ ન હોય તો ચિત્ર બનાવવું શક્ય જ નથી અને કલ્પનાનો ગુણ આપણને ચિત્ર ના લીધે આપણાં જીવનમાં આવી જાય અને વધુ પડતી કલ્પના પાછું ખોટું થઈ જાય કેમ કે કલ્પના વધુને વધુ કરવી કે જે થઈ જ નથી શકતું કે જે ફક્ત કાલ્પનિક છે એ ચિત્રમાં જ આપણે કરી શકીએ જીવનમાં તે ઉપયોગી ગુણ તરીકે મને નથી લાગતું હોઇ શકે અને સર્જનાત્મકતા પણ વધુમાં વધુ હોય છે કેમકે ચિત્રમાં તમને પોતાની સર્જનાત્મકતા આપવાની હોય છે અને તેના લીધે તમે ઊંડુંને ઊંડું વધુને વધુ વિચારો છો કે આમાં હજી શું ઉમેરી શકાય આમાં હજી શું વ્યવસ્થિત કરી શકાય અને તેનાથી આપણી સર્જનાત્મક ક્ષમતા ખીલે છે ચિત્રમાંથી એ શીખવા જેવું એના ગુણો હોય તો આપણો માનસિક ત્રાસ તે ઓછો કરે છે અને આપણામાં વિકાસ કરે છે આપણામાં અમુક ગુણો જેવા કે સર્જનાત્મકતા શિસ્તતા વ્યવહાર ક્ષમતા કલ્પના શક્તિ આયોજનતા વધારે ખીલી ઉઠે છે ચિત્ર દ્વારા